આજના સમયમાં શિક્ષણનું મહત્ત્વ ખૂબ જ જોવા મળે છે અને એ પણ સમજવું જરુરી છે કે શિક્ષણ શું છે આજે ભારત સરકાર દ્વારા હાલના સમયમાં કેટલીક એવી મહત્ત્વની યોજનાઓ બહાર પાડી છે જે શિક્ષણ માટે ખૂબ જ પ્રોત્સાહનરુપી છે અને જે અભ્યાસ માટે પણ મહત્ત્વની છે જેમ કે અભ્યાસ માટે હાલમાં ભારત સરકાર દ્વારા છોકરીઓને મફત સાઇકલ આપવામાં આવે છે કારણ કે જે છોકરીઓને ઘરથી શાળા દૂર આવેલી હોય તો તે તેમનાં રીતે સમયસર અને બને તેટલું વહેલાં પહોંચી શકે અમૂક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમના જોડે મોબાઇલ અથવા લેપટોપ હોય છે અને તેઓ આ માધ્યમ દ્વારા તેમનો અભ્યાસ સારી રીતે કરી શકે છે પરંતુ અમુક એવા વર્ગના પણ વિદ્યાર્થીઓ હોય છે કે જેમના જોડે મોબાઇલ અથવા લેપટોપ હોતાં નથી એટલા માટે આ યોજના દ્વારા તેઓ ઘરે રહીને પણ તેમના અભ્યાસ સરળતાથી કરી શકે છે અને સારી એવી રીતે સમજી પણ શકે છે